હેલો યોગી ટ્રાવેલ્સ ભરતભાઈ બોલો છો હા હું આરતીબેન ઠાકોર બોલું છું હેલો મેં જે કાલે રાત્રે તમારી પાસે કાર બુક કરાવી હતી તે અડધો કલાક પહેલા તો લેટ આવી છે અને કેવી ગાડી તમે મોકલી છે ભાઈ મારા માટે મારા બચ્ચા મારા સાસુ સસરા બધા જ આ બધા હેરાન થઈ રહ્યા છે પંચર પડ્યું છે ગાડીમાં અને તમારા ડ્રાઇવરને કંઈ સમજ પડતી નથી અને એ કહે છે કે ભાઈ મને આમાં કંઈ સમજ નથી પડતી મેં બે એક બે કલાકથી અહીંયાં ઊભી છું અને મારે પહોંચવાનું છે સુરત અને હવે પંચર ક્યાં બનાવવા જાઉં હું મારે બે કલાકથી ઊભું રહીને રાહ જોવાની મારા બાળકો આ તાપમાં અમે બધ બધા હેરાન થઈ રહ્યા છે બચ્ચાઓ સાથે તો તમારે પહેલેથી ગાડી જે મેં બુક કરાવી હતી એ તમારે મોકલાવાની હતી અને આ તમ મેં જે બુક કરાવી એ ગાડી નથી ને આ બીજી ગાડી છે તમારે વિચાર કરીને ક ક કરવું જોઈએને તો પહેલાં મને ના પાડી દેવી હતી સીટનું કવ કવર ફાટી ગ્યું છે એસી નથી આવી ગાડી મોકલાવાની હતી તમારે તો મને પહેલાં જ કહી દેવાનું હતું આજે અમે હેરાન થઈ રહ્યા છે મારે ટાઈમ પર પહોંચવાનું છે અને તમાર ડ્રાઈવર મને કંઈ સીધો જવાબ નથી આપતો અને હું જ્યાં ઊભેલી છું ત્યાં મને મારી ગાડીનું તમે લાઈવ લોકેશન જોઈ લો અને મને તે નવી ગાડી મોકલી આપો નહીં તો પછી યા તમ તમારે જોવું તમારે આ મને પાછા મારા પૈસા આપી દો તમારે વિચાર કરીને મોકલાવું જોઈએને ભાઈ એમાંય હું છોકરા બચ્ચા સાથે મારા સા ઉંમરવાળા સાસુ સસરાને લઈને બહાર નીકળી છું તો હું કેવી રીતે ત્યાં પહોંચીશ મારી તો ગાડી બુકિંગ છે ટિકિટ બુકિંગ છે મારે તે હવે મેં ટિકિટ વગ લઈ લીધી છેને હવે હું ત્યાં નહીં પહોંચું તો મારું તો બધું જતું રહેશે આ માટે તમે શું કરવાના હવે તમે કંઈ વિચાર કરીને મને નવી ગાડી મોકલી આપો અને મને ટાઈમ પર ત્યાં પહોંચવાનું છે સમજ પડી